ભારતીય મીડીયા ભારતની અંદર ઘણા સમાચારપત્રો અને ન્યૂજ ચેનલો જોવા મળતી હોય છે એની અંદર દિવ્ય ભાસ્કર ટાઈમ્સ ઓફ ઈન્ડિયા હિન્દુસ્તાન ટાઈમ્સ ધ હિન્દુ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા એવા વગેરે વગેરે ન્યૂઝ ચેનલો અને અખબાર પત્રો ચાલતા હોય છે જેની અંદર સાચી હકીકતો પ્લસ બીજું વગેરે વગેરે મસાલા સાથે પણ ન્યૂજ આપવામાં આવતી હોય છે માટે ભારતની અંદર ન્યૂજ પત્રોની તો કમી જોવા મળતી નથી કારણ કે ભારતની અંદર સૌથી વધુ ન્યૂજ પેપરો અને ન્યૂજ ચેનલો જોવા મળતી હોય છે જેવી ન્યૂજ ચેનલ જેવી કે એનડીટીવી આજતક જી ન્યૂઝ જેવી અલગ અલગ ન્યૂજ ચેનલો જોવા મળતી હોય છે અને તમનું પણ બહોળા પ્રમાણમાં લોકો નિહાળતા જોવા મળતા હોય છે અને તેની અંદર ગુજરાત ભારત અને વિવિધ વિદેશોની પણ માહિતી જોવા મળતી હોય છે માટે ન્યૂજ ચેનલો એ ભારતની અંદર પાયારૂપી જોવા મળતી હોય છે અને તેની અંદર સાતત્ય તો ઘણું હોય છે જ પણ જોડે જોડે થોડું એની અંદર મિશ્રણ પણ જોવા મળતું હોય છે પરંતુ ન્યૂઝ ચેનલો ગુજરાતની અંદર અને ભારતની અંદર ખુબજ બહોળા પ્રમાણમાં જોવામાં આવતી હોય છે